ભારતમાં આવેલું એવું મારું પ્રિય રાજ્ય ગુજરાત છે એમાંય ખાસ કરીને મારો પ્રિય જિલ્લો નર્મદા એમાં આવેલું રાજપીપળામાં આવેલું માં હરસિદ્ધિનું મંદિર ઘણું પ્રાચીન છે અન્ય કહેવતો અને માન્યતા અનુસાર આપણે જાણતા હોય કે જે રાજા વિજયસિંહ હતા એમાં હરસિદ્ધિને રાજપીપળા મુકામે લાવેલા હતા માં હરસિદ્ધિ જે જગ્યા પર હતા ત્યાંથી અહીં સુધી લાવવામાં એમનો અગત્યનો ફાળો રહ્યો છે એમ આપણે જાણીએ છીએ રાજપીપળામાં જેમ તમે એન્ટર થાઓને એટલે પહેલા જ આપણે જોઈ શકીએ કે રજવાળી નગરી રાજપીપળામાં આપનું હાર્દિક સ્વાગત છે મારું જે રાજપીપળા છે નર્મદા જિલ્લામાં આવેલું એને અમે રજવાડી નગરી કહીએ છે આ ઉપરાંત નંદ નગરી પણ કહીએ છે નંદ નગરી નાંદોદ તરીકે પણ અમે એને ઓળખીએ છે એમ જ તમે એન્ટર થાઓ એવો જ આવે છે કાલાઘોડા સર્કલ જેને આપણે નામ આપ્યું છે વિજયસિંહ ચોક જે અહીંયા રાજા છે વિજયસિંહ એમના નામે આપણે એ ચોકને ઓળખીએ છે હરસિધ્ધિ મંદિરની આપણે વાત કરીએ તો એ ઘણું પ્રાચીન મંદિર છે અને માં હરસિદ્ધિ એ રાજપીપળાની નગર દેવી તરીકે ઓળખાય છે અહીં આવેલા જ ઐતિહાસિક સ્થળો છે અને એમાંય આપણે જોવા જઈએ તો ખાસ કરીને રાજવંત પેલેસ છે વડીયા પેલેસ છે માં હરસિદ્ધિ મંદિર છે લાલ ટાવર છે સૂર્ય દરવાજો વિક્ટોરિયા ગેટ આ બધી જે જગ્યાઓ છે એ ઘણી ઐતિહાસિક જગ્યાઓ છે અને અહીંયા ના જે ઘણા બધા મહેલ છે કે એ જે એ સમયના રાજ રજવાડાઓએ અત્યારે હાલમાં સરકારી કચેરી માટે આપેલા છે તો ક્યાંક બાળકોના વિદ્યાભ્યાસ માટે આપેલ છે અથવા તો કોલેજો માટે દાનમાં આપેલ છે એવું જ અહીંયા આવેલું એક મંદિર જે ઘણું પ્રાચીન પણ છે ફરવાલાયક પણ છે ઘણા લોકો અહીંયા ફરવા માટે આવે છે એવું માં હરસિદ્ધિનું મંદિર રાજપીપળા જ્યાં ઘણા પ્રવાસીઓમાં હરસિદ્ધિની ઉપાસના કરવા માટે આવતા હોય ક્યાંય ન જોવા મળે એવી આસોના નવરાત્રમાં માં હરસિધ્ધિની તલવાર બાજી સાથે આરતી કરવામાં આવે છે અહીંયાના જે રાજપૂત યુવાનો છે એ માં હરસિદ્ધિની આરતી તલવાર બાજી સાથે અહીં બતાવે છે અને એ સમયે મેળો ભરાય છે ઘણાએ પ્રવાસીઓ આ આરતીને જોવા માટે આગળથી આગથી આગળથી આમ ઉતાવળા હોય છે કે કયારે આ આરતી આવેને આપણે જોવા જઈએ ઘણાએ લોકો લાઈવ આરતી નિહાળે છે અહીંયા સવાર સાંજની જે આરતી હોય નવરાત્રીની એ લાઈવ નિહાળવામાં આવે છે અને આ મંદિરની વિશેષતા કે જે જ્યારે પણ આ મંદિરમાં માતાજી પ્રગટ થયા તા એ દિવસની ઘણી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે તેમજ અહીંયા આવેલા ઘણા બધા પ્રવાસન સ્થળો એમાય આપડું સ્ટેચ્યૂ ઓફ યુનિટી એ તો ઘણું પ્રખ્યાત છે એ સાધુ બેટ પર બનેલો છે એ જે બેટ છે એને આપડે સાધુ બેટ તરીકે ઓળખીએ છે જે નવાગામ કેવડીયા ખાતે આવેલું છે જે હજારો લોકોને રોજગારી પણ પૂરી પાડે છે ત્યાંનાં આજુબાજુના લોકોને રોજગારી પૂરી પાડે છે તેમજ અહીંયા બનેલો નર્મદા ડેમ જે છેક કચ્છ સુધી પાણી પહોંચાડે છે ત્યાંનાં લોકોને પાણી પૂરું પાડે છે અને માં નર્મદા જેને અહીંયા વસવાટ કર્યો છે માં નર્મદા લોકોની જીવા દોરી છે નાવિક હોય કે પછી આજુ બાજુના વિસ્તારના લોકો હોય બધાય માટે માં નર્મદા એ જીવાદોરી સમાન છે એમ જ અહીંયા આવેલા ઘણા બધા પ્રવાસન સ્થળો કે જેની વાત જ અનોખી છે નિરાળી છે જે આપણે એક્વાર ફરીએ તો ફરીથી આપણને એમ જ થાય કે ના અહીંયા આપણે ફરીથી ફરવા જવું છે જેમકે અહીંયા આવેલા પર્વતો છે અહીં આવેલા ઝરણાઓ છે અહી આવેલી લીલી હરિયાળી જગ્યાઓ છે કે આપણને ફરવા જવાનું મન થાય અહીંયા આવેલા મહાદેવના મંદિર શુલપાણેશ્વર ત્યાં ઘણા બધા ઝરણા આવેલા છે તેમજ અહીંયા આવેલી વિંંધ્યાચલની સાત પૂળાની પર્વતમાળાઓ કે જે આપણે ક્યાંય ન જોઈ હોય અને એકદમ પ્રદૂષણ રહિત વિસ્તાર કે જ્યાં આપણને કોઈક પ્રકારનું પ્રદૂષણ જોવા ન મળે ધુમાળા જોવા ન મળે જેથી આપણા સ્વાસ્થ્યને કોઈ પ્રકારનું નુકસાન ન થાય હાલમાં આપણે જોઈએ તેમ આપણું કોઈક મકાન હોય કે જેને આપણે પાંચ સાત વર્ષ થાયને તો એનો કલર ઊખડી જે કોઈકના કોઈક પ્રકારનું નુકસાન થાય જ્યારે અહીંયા આવેલા જે મહેલ છે જે બસ્સો વર્ષ દોઢસો વર્ષ પુરાણા છે પણ હજી એને કંઇ નથી થયું એટલા અતિપ્રાચીન મહેલો આવેલા છે જે એ સમયના રાજવીઓ હતા એ સમયે એમને જે બાંધકામ કરાવ્યું હતું એમની જે પ્રાચીન નગરશૈલી હતી એ ઘણી પ્રાચીન હતી અને એટલી બધી વિશિષ્ટ હતી કે જેને આપણે અત્યારમાં હાલમાં પણ નિહાળી શકીએ છે અને હાલમાં આ જે બધી જગ્યાઓ છે આપણે જોતાં હોય કે કેટલીક જગ્યા પર એને ખંડેરો અવસ્થામાં જોવા મળે પણ મારા જિલ્લામાં એમ નથી રાજ્ય રાજવડાઓ એમને દાનમાં આપેલી છે જેમ કે સરકારી કચેરી તરીકે આપેલ છે કોઈક જગ્યા પર બાળકોના અભ્યાસ માટે શાળાઓ ચાલે છે કોઈક જગ્યા પર કોલેજ ચાલે છે જેમ કે અમારે ત્યાં આવેલી શ્રી આર એમ કોમર્સ કોલેજ રતનસિંહજી મહિડા કોમર્સ કોલેજ એ પણ એક રજવાડી મહેલ જ છે પણ એ સમયના રાજા એને બાળકોના અભ્યાસ માટે વિદ્યા અભ્યાસ માટે દાનમાં આપેલ છે તો એ સમયથી માંડીને અત્યાર સુધી આપણે જોવા જઈએ તો એનું અંદરનું બાંધકામ જે વિશિષ્ટ શૈલી અહીંના મહેલો છે એની વિશિષ્ટ શૈલી તમે જોઈ શકો એમ જ અહીંયા આવેલો એક હજાર બારીવાળો મહેલ તમે સર્ચ કરોને તો પણ તમને જોવા મળે કે એક હજાર બારી વાળો મહેલ ક્યાં આવેલો છે તો એમાંય મારો જિલ્લો નર્મદા એમાં ખાસ કરીને રાજપીપળાનો મહેલ બતાવવામાં આવે કે આ જગ્યા પર એક હજાર બારી વાળો મહેલ આવેલો છે અને ઘણી બધી એવી જગ્યાઓ કે જ્યાં આપણે ફરીએ તો આપણને લાગે કે ના અહિયાં કુદરતી સૌંદર્ય ઘણું બધું ફૂટી ફૂટીને ભરેલું છે એમ આપણે જોવા જઈએ તો અહીંયા આવેલા જે ઝરણાઓ છે ઝરવાની ધોધ છે નિનાઈ ધોધ છે વિશાળ ખાડી છે જ્યાં તમને ગાઢ જંગલ વિસ્તાર જોવા મળે અને ફરવાની પણ મજા આવે કે આજુ બાજુ આવેલા જે ગામડાના વિસ્તાર છે ત્યાં તમને ફરવાની મજા આવે એમ જ અહીં આવેલા જે પર્વતો છે ત્યાં અહીંયા ઘણા પ્રવાસીઓ ટ્રેકિંગ માટે આવતા હોય છે એટલું બધુ અહીંયા હરિયાળીનો વિકાસ થયેલો છે કે તમે જોવા જાઓ તો અહીંયા ના મહેલો છે હરિયાળી જે જગ્યાઓ છે એ બધા માટે અહીંયા ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિકસેલી છે પહેલાના સમયથી લઈને અત્યાર સુધીમાં તમે જોવા જાવ તો અહીંયાના મહેલ છે અહીની હરિયાળી જગ્યાઓ છે નદીઓ છે આ જગ્યા પર ઘણી બધી ફિલ્મો ઉતરી ગઈ છે ઘણા બધા કલાકારો અહીં આવેલા છે અને ઘણી બધી ફિલ્મો પણ બનેલી છે એવી આ હરિયાળી નગરી રાજપીપળા મારો નર્મદા જિલ્લો ઘણો વિકસિત છે